સામાન્ય રીતે જ્યારે કોઈ કલાકાર નવી નવી શરૂઆત કરે છે ચિત્રકામ દોરવાની ત્યારે એમને ભૂલ તો થતી જ હોય છે કેમકે બધા પહેલી વાર જે કામ કરતાં હોય છે તો એમાં તો ભૂલ આવવાની જ છે પણ તેને છે ને આપણે નિવારી શકાય છે તેને વારંવાર પ્રેક્ટિસ કરવી પડે જેને તેને જે ગમતી હોય એ વસ્તુનું મતલબ ચિત્રકામ કરવું જોઈએ એ રીતે એમને રોજ રોજ પ્રેક્ટિસ ને એવું કરશે તો તેનાથી તેમને પ્રેક્ટિસ સારી થઈ શકશે